ગુજરાતી લોકો તેમની ઓળખને સંબંધની ભાવના દર્શાવવા માટે ઘણા બધા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે જેમકે ગુજરાતમાં મમ્મી પપ્પાને મમ્મી માટે મા કાં તો મમ્મી અને પપ્પા માટે પપ્પા શબ્દ વ વપરાતો હોય છે મમ્મીના ભાઈને મામા કહેવાય છે પપ્પાના ભાઈને કાકા કહેવાય છે મમ્મીની બેનને માસી કહેવાય છે અને પપ્પાની બેનને ફોઈ કહેવાય છે અને પપ્પાના મમ્મીને બા કાં તો દાદી ને બા કહેવાય છે અને દાદાને દાદા જ કહેવાય છે અને મમ્મીના મમ્મી પપ્પાને નાના નાની કહેવાય છે જ્યારે ગુજરાતી લોકો એકબીજા ને મળે ત્યારે તે કેમ છો કહીને વાતની શરુઆત કરે અને જ્યારે તે લોકો છૂટા પડે ત્યારે આવજો કહીને વાત પતાવે